સંગીત મારા માટે બહુ સારી એવી હોબી છે અને મને દરેક પ્રકારના સંગીત સાંભળવાનું સાંભળવાની મજા આવે છે અને ખાસ કરીને જૂના ફિલ્મી ગીતો અને જે અત્યારે નવા સારા ફિલ્મી ગીતો આવે છે એ મને સાંભળવા બહુ સારા લાગે છે ખાસ કરીને મારું ફેવરેટ સોંગ જો જીતા સિકંદરનું પહેલા નશા પહેલા ખુમાર એ મારા માટે બહુ ફેવરેટ સોંગ છે અને એ જ્યારથી પીક્ચર રિલીઝ થઈ હતી ત્યારથી જ મને એ સોંગ ખૂબ જ પસંદ છે અને એ સોંગ હું વારંવાર ગાડીમાં અથવા તો મોબાઈલ ઉપર અથવા તો હેડફોન ઉપર અથવા તો ઘરે સાંભળતો જ હોઉં છું આના સિવાય અત્યારના જે નવા ગીતો બધા આવેલા છે એ પણ મને સાંભળવાની મજા આવે છે